પદ્મશ્રી ઐશ્વર્યા રાય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી પદ્મ ભૂષણ લતા મંગેશકર લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલ